અમે રાજકોટમાં રહીએ છીએ અને રાજકોટનો જે સાતમ આઠમનો મેળો છે એ તો ખૂબ જ વખણાય છે બધાય બહાર ગામથી અહીંયા મેળો કરવા માટે આવે છે ને છઠ્ઠના દિવસે આ મેળાનું ઓપનિંગ થાય છે અને પછી લગભગ નોમ સુધી આ મેળો હોય છે તો આની અંદર ખૂબ મોટા મોટા ફજત હોય છે ચકરડી હોય છે બાળકોને બેસવા માટે બધી જુદી જુદી ઘણી બધી રાઇમ્સ હોય છે તો ખૂબ જ છોકરાઓને મજા આવે છે અને મોટા પણ તેમાં બેસી શકે છે એમ અને ખાસ તો આ મેળામાં જે રોશની કરવામાં આવી હોય છે તે એટલી બધી હોય છે કે રાતના તો આ સાંજે સાત વાગ્યા પછી આપણે મેળામાં જઈએ તો ખૂબ જ મજા આવે એમ અને એની અંદર જાદુગરના ખેલ પણ થતા હોય છે મોતનો કૂવો હોય છે તેમાં બધાં સ્કૂટર અંદર ચાલતાં હોય તો એ અવાજ સાંભળવાની પણ બહુ ખૂબ મજા હોય છે અને સાથે સાથે એ જુદી જુદી ખાવા પીવાના સ્ટોલ હોય છે બીજી બધી વસ્તુ લેવાના સ્ટોલ હોય છે નાના બાળકોને જે ફુગ્ગા ગમતા હોય છે બલૂન્સ એના પણ જુદા જુદા સ્ટોલ હોય છે અને ખાણી પીણીની વાનગીમાં તો એટલી બધી ગીરદી હોય છે કે બધાયને બહુ જ મજા આવે છે કેમકે રાજકોટનાં લોકોનો એકતો ખરું જ કે બહારનું ખાવાનું એને બહુ જ ગમતું હોય છે તો એમ થાય છે કે અમે પાણીપૂરી ખાઈએ ને ભેળ ખાઈએ ને રગડો ખાઇએ ને છોલે પૂરી ખાઈએ ને ઢોંસા ખાઈએ ને અને આઇસક્રીમ તો ખૂબ જ મળતો હોય છે આ મેળામાં પણ આ મેળાની અંદર ખૂબ જ મજા આવે છે અને લોકો સાંજે સાત વાગ્યાથી રાત્રે બાર વાગ્યે પણ મેળામાંથી નીકળવાનું નામ નથી લેતાં એટલો બધો સરસ મેળો હોય છે તો આ મારા રાજકોટની ખાસ ખાસિયત છે અને ખૂબ જ આ યાદગીરી ભર્યા દિવસો છે સાતમ આઠમનો મેળો